મને શાસ્ત્રીય સંગીત ગાવાનું ગમે છે અને સમકાલીન આજે કનટેમવળી છે એ સંગીત પણ ગાવાનું ગમે છે પરંતુ મુશ્કેલી મુશ્કિલ છે કારણ કે કં જે સમકાલીન જે આપણું ગીત સંગીત છે એની અંદર તો ઘણી બધી તકલીફો થાય છે મતલબ કે એને ખૂબ તાલીમની જરૂર છે એમાં એક સારા ગુરુ મળવા જો જરૂરી છે કે જો આપણે સારા ગુરુનું જ્ઞાન હશે જ તો જ આપણે સારી રીતે ગાઈ શકીએ છીએ ને સમકાલીન સંગીતની વાત કરીએ તો એની અંદર આપણી ભરતીય સંસ્કૃતિની વાત કરવાનો હોય છે કે આપણી ભારતીય સંસ્કૃતિનું તો ખૂબ ઊંડાણમાં ગાઈને આપણે સમકાલીન સંગીત વિશે શીખી શકીએ છીએ પહેલાંના લોકો કઈ રીતે સમકાલીન આપણું જે સંગીત છે એ લોકોના સૂર તાલ લય બધ બધી જ વસ્તુઓ ખૂબ એટલે ખૂબ પ્રેક્ટિસની ખૂબ પ્રેક્ટિસની જરૂર હોય છે રોજ રોજ રોજ એનો રિયાઝ કરવો જોઈએ કેટલા સમયની અંદર રિયાઝ કરવો જોઈએ તમે સવારે કેટલા વાગે ઊઠવાનું આપણે કેવી રીતે ખોરાક ખાવો જોઈએ વધારે તેલી વધારે તેલવાળું ફૂડ નહીં ખાવું જોઈએ આપરા ગરાને પ્રોબ્લેમ ગરાને સમસ્યા ના થાય તેવો ખોરાક ન ખાવો જોઈએ આપરા શરીર અને સ્વાસ્થ્ય માટે જે સારું હોય તે આપરે ખાવું જોઈએ એ બધીઓ મુશ્કેલીઓ સમકાલીન જે સંગીત છે એની અંદર ઓછી જોવા મળે છે કારણ કે સમકાલીનના જે સંગીત છે એ ગાવા બી ગમે છે અને અત્યારના જે જે પેઢીઓ છે એને સમકાલીન સંગીત વધારે ગમે છે એને કારણે સમકાલીન સમકાલીન સંગીત વિશે સારું ગાઈ પણ શકીએ છે અને સમજાવી બી શકીએ છે જ્યારે સમકાલીનની વાત કરીએને તો ત્યારે એની અંદર એક એક એના શબ્દ વિશે ઊંડાણપૂર્વંક આપણે માહિતી હોવી જોઈએ તો જ આપણે તો જ આપરે ગાઈ શકીએ છીએ જ્યારે સમ સમકાલીનની અંદર એટલું બધું જરૂરી નથી આપણે નૉર્મ આપણે સાદા શબ્દની અંદર પર ગીત ગાઈ શકીએ છીએ અને સમજાવી શકીએ છીએ અને એમાં કેવું હોય છે કે સંગીત એકદમ સરળ રીતે હોય છે એટલે આપણે સારી રીતે ગાઈ શકીએ છીએ એને કારણે આપણા શરીરમાં બી એટલી બધી તકલીફો રહેતી નથી જ્યારે આપણે જે શાસ્ત્રીય સંગીત છે એની અંદર ઘણી બધી પ્રોબ્લમો રહી છે ઘણી બધી સમસ્યાઓ રહી છે શાસ્ત્રીય સંગીત તો આપરી ભારતીય સંસ્કૃતિનો વારસો કહેવાય છે શાસ્ત્રીય સંગીતની અંદર તો આપળે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો દેશ વિદેશોમાં આપણા શાસ્ત્રીય સંગીતની વાતો કરવામાં આવે છે કે આપણા રાજા રજવાડા હોય તે પોતાની મહેફિલની અંદર શાસ્ત્રીય સંગીતો વગાડે છે શરણાઈઓ દ્વારા વગાળવામાં આવે છે કે એની અંદર જે સુરની વાત કરીએ શરણાઈની અંદર તો આપણી અંદર શ્વાસની ક્રિયા જે સૂર પીરવવામાં આવે છે પછી જે શરણાઈયું વગોળવામાં આવે છે તેને કારણે આપણા શ્વાસમાં બૌ ઘણી બધી તકલીફો થાય છે એના કારણ એના કરતાં તો આપણે સમકાલીનની અંદર જ્યારે ઘણી બધી ટેક્નોલોજીને કારણે ઘણા બધા સંગીતો એવા આવી ગ્યા છે કે જે ઇલેક્ટ્રોનિકની ઉપર ચાલી શકે છે એને કારણે સમ સમકાલીન સંગીત વધારે ગમે છે અને શાસ્ત્રીય સંગીત પણ મારે શીખવું જ છે અને શાસ્ત્રીય સંગીત હું ભવિષ્યમાં પર શીખીશ જ અને એનામાં તે મને ખૂબ તાલીમની જરૂર છે એ તાલીમ હું જરૂર મેળવીશ અને સમકાલીન કરતાં હું શાસ્ત્રીય સંગીત ઉપર વધારે ધ્યાન આપીશ